ટ્રેકિંગ વિશેની વાત કરું તો અમારી શરૂઆત અમારે અગાઉ બે ત્રણ મહિના અગાઉ અમે લોકોએ નક્કી કર્યું હતું કે અમે લોકો સાપુતારા જઈશું ટ્રેકિંગ માટે અને સાપુતારા જવાનો આપણે બધા વર્ષમાં બેસ્ટ ટાઈમ આપણે જોઈએ તો એ છે શિયાળાનો અને ચોમાસાનો તો અમે લોકોએ નક્કી કર્યુ કે આપણે બધા મિત્રો મિત્રો સાથે મળીને સાપુતારા જઈશું તો અગાઉ ટ્રીપ નક્કી કરી તો અમે એ લોકોએ એ નક્કી કર્યુ કે આપણે આ ટ્રેકિંગ ઉપર જવાનું છે તો ઉપર ચડતી વખતે વધુ સામાન હોય તો એ પણ આપણે એક ફાયદારૂપ ન ગણી શકાય એટલે આ માટે અમે લોકોએ એવું નક્કી કર્યુ કે ઓછો સામાન અને જે આપણે જરૂરી હોય તેવો જ સામાન આપણે લઈ જઈએ અને શરૂઆત અમારી થઈ હતી એસટીના બસથી તો અમે લોકો એસટી દ્વારા ત્યાં પહોંચી ગયા ત્યાર બાદ રિક્ષા અને ત્યારે લોકલ વાહન દ્રારા અમે સાપુતારા સુધી પહોંચી ગયા ત્યાં જઈને અમને ખબર પડી કે ટ્રેકિંગ કરવું એ ખૂબ ઈઝી તો જરાય નથી આ માટે અમે પછી ટ્રેકિંગ કરવાનું શરૂ કર્યુ અને શરૂઆતમાં કોન્ફિડન્સ અને સ્ટેમિનાના લીધે અમને લોકોને થોડેક પ્રોબ્લમ થઈ પણ ધીમે ધીમે અમે લોકો જેવી રીતે ડુંગર સર કરતાં ગયા એમ અમારામાં કોન્ફિડન્સ અને સ્ટેમિના આવતો ગયો શરૂ શરૂમાં બધાને એવું લાગતું કે આ આપણું કામ નહીં પણ જેમ જેમ અમે એ લોકોના સન સેટ પોઈન્ટ વિશે વિચારતા વિચારતા આગળ વધ્યા તેમ અમને લોકોને એમ થયું કે હવે તો આ આપણે ડુંગર સર કરીને જ રહીશું જેમ જેમ અમે લોકો આગળ વધ્યા તેમ તેમ અમારે આજુ બાજુ બીજા પ્રવાસીઓ પણ જોવા મળ્યા એ લોકો પણ અમારી જેમ જ ટ્રેકિંગ કરતા હતા સામાનની વાત કરું તો અમારી સાથે એક દોરડું અને ખાવાનો થોડો ઘણો સમાન હતો આ સામાન લઈને અમે લોકો ધીમે ધીમે સાપુતારાની ટોચ સુધી પહોંચવાની ટ્રાય કરી જેમ જેમ અમે ઉપર જતાં તેમ રમણીય નજારો તો જોવાલાયક હતો એમાયે બપોરનો સમય આહાહા ત્યારની લીલોતરી એક નંબર અને જેમ જેમ અમે આગળ વધતાં ગયા તેમ તેમ નજારો વધુ સરસ થતો ગયો અમારો મેઈન ઇરાદો હતો સન સેટ પોઈન્ટ સુધી પહોંચવાનો હતો અને જેમ જેમ દિવસ પૂરો થતો ગયો એમ અમે સન સેટ પોઈન્ટ સુધી પહોંચતા ગયા અને મારો જાત અનુભવ કહું તો શરૂઆતમાં જ્યારે સાપુતારા જવાની વાત હતી ત્યારે મારું મન થોડુંક અચમચતું હતું પણ પછી મને જેમ સન સેટ પોઈન્ટ વિશે ખબર પડી કે ત્યાંનો નજારો એક નંબર હોય છે તો પણ મેં પણ વિચારી લીધું કે હવે આજ નહીં તો કાલ સાપુતારા તો જવું જ છે સાપુતારા જ્યારે સન સેટ પોઈન્ટ સુધી અમે પહોંચ્યા ત્યાં જઈને અમને ખબર પડી કે અહીંયા ખાવા પીવાની તો કોઈ વસ્તુ મળતી જ નથી એવામાં અમને મેગીની એક શોપ દેખાઈ અને બીજી બધી વાત કરું તો ત્યાં ગેમ ઝોનને જેવા અલગ અલગ ક્ષેત્રો પણ હતા મેગી સિવાય ત્યાં ખાવા પીવાંને નામે કોઈ વસ્તુ નહોતી તો અમે લોકો એટલું ટ્રેકિંગ કર્યા પછી કંઈક તો મળવું જોઈએ અટલે બધા લોકોએ મેગી પરચેસ કરી લીધી મેગી લઈને અમે લોકો બેસી ગયા સન સેટ પહોંચે અને અમારા લોકોનો મેઈન ઈરાદો હતો વ્યૂ અને ફોટાથી મતલબ હતો જેવો જ સન સેટનો સમય થયો એવી રીતે અમે લોકો અમારો કેમેરો લઈને બેસી ગયા અને મસ્ત ફોટો ક્લિક કરવાનું શરૂઆત કરી દીધી અને આ ફોટાથી અમને લોકોને એટલો આનંદ થયો કે વાત જવા દો અને આ અલગ ફોટા ક્લિક કરીને મેં જ્યારે મારા મિત્રોને બતાવ્યા આહાહા એતો વાત જ અલગ હતી અને આવી બધી અલગ અલગ વસ્તુઓથી અમને લોકોને જાણવા મળ્યું કે તમે ઘર સિવાય બીજી ઘણી બધી એવી વસ્તુઓ જોવા લાયક છે જેનાથી તમે મનોરંજન મેળવી શકો છે અને આવી અલગ અલગ એકટીવીટી જેમ કે સન સેટ પોઈન્ટ છે સન રાઈસ પોઈન્ટ છે આવી અલગ અલગ વસ્તુઓના જ્યારે તમારી પાસે ફોટો અવેલેબલ હોય તો તમને એ તમારી ટ્રીપ એટલી બધી યાદગાર દેખાય કે વાત જ જવા દો અને આમાં બેસ્ટ પાર્ટ એ હતો કે તમે તમારા મિત્રો સાથે જઈ શકો અને જ્યાં મિત્રો હોય ત્યાં તો પછી વાત જ જવા દો મિત્રો સાથે કોઈ પણ પ્રસંગ એ યાદગાર બની જ જાય છે પછી એ ટ્રેકિંગ હોય કે પછી સન સેટ પરની મેગી બંને પ્રસંગો મારા જીવનના ખૂબ અમૂલ્ય છે અને ત્યાં જઈને ખબર પડી કે આવી બીજી ઘણી બધી એવી એક્ટીવીટી છે જે કર્યા જેવી છે અને આ અલગ અલગ વસ્તુઓથી આપને જાણવા મળ્યું કે ટ્રેકિંગ એ જીવનનો એક ખૂબ અમૂલ્ય ભાગ છે અને ટ્રેકિંગ દ્રારા તમને અલગ અલગ મિત્રો મળે છે અને આ મિત્રોથી તમે તમારા સુખ દુઃખની અને અલગ અલગ વાતો કરી શકો છો અને મોજની વાત તો એ છે કે એટલી મહેનત કર્યા બાદનો ત્યાંનો નજારો આહા આ નજરાથી આપને જે અનુભવ થાય છે એના જેવી મોજ બીજી એ કોઈ નહીં તો જેમ મારો અનુભવ શેર કર્યો તેમ તમે તમારો અનુભવ પણ શેર કરી શકો છો અને આવી અલગ અલગ જુદી ઘણી એક્ટીવીટી તમે કરી શકો છો સાપુતારા સિવાય જૂનાગઢની વાત કરું તો જૂનાગઢમાં પણ આવા ઘણી એક્ટીવીટી જોવા મળે છે અને આ પ્રસંગોથી જેમાં આનંદ મળે છે તે વાત જ અલગ છે તો ચાલો મિત્રો આપણે આ સિવાય બીજા ઘણા અનુભવો જણાવી શકીએ છીએ સાપુતારા તો બસ એક પાઠ છે આ સિવાય મારો બીજો પ્રસંગની વાત કરું તો એ છે જૂનાગઢનો અને સમયની વાત કરું તો સમય હતો જાન્યુઆરી બે હજાર ચોવીસ અને બરોબર શિયાળાનો એ સમય હતો ઠંડી ખૂબ વધારે હતી થોડી ઘણી ઝાકળ હતી અને આ ઝાકળમાં જે ટ્રેકિંગ કરવાની જે મોજ હતી તે તો વાત જ અલગ છે આ જૂનાગઢમાં અલગ અલગ સ્પર્ધા યોજવામાં આવી હતી અને આ સ્પર્ધાથી અમને એ જાણવા મળ્યું કે જુનાગઢમાં ટ્રેકિંગ માટેના અલગ અલગ કેટલા સ્થાન છે અને આ સ્થાન ઉપર જુદા જુદા રાજ્યના તથા જિલ્લાના સ્પર્ધકો આવેલા હતા અને આમાં એ લોકોના સમયના આધારે એ લોકો નક્કી કરતાં કે કોણ સૌથી પેલા ટ્રેકિંગ કરી શકે અને આ ટ્રેકીંગની અલગ અલગ એક્ટિવીટી અમને એક સ્પર્ધકમાંથી એક વિજેતા મળશે અને વિજેતાને ત્યાંનાં સ્થાનિક સરકાર દ્વારા નકદ સ્વરૂપ અગિયાર હજાર રોકડ આપવામાં આવતા અને આ રોકડથી અને આ ઈનામથી તેને ખૂબ સારો એવું નાણાંકીય પ્રોત્સાહન મળતું અને આ ઈનામથી તેઓ ભવિષ્યમાં આવી કોઈ ટ્રેકિંગ માટેની એકટીવીટી હોય તો તેમાં જોડાઈ શકતા મારા તો આવા ઘણાય અનુભવો છે મને ટ્રેકિંગ સિવાય નદી બીચ આવી અલગ અલગ જુદી જુદી જગ્યાએ ફરવું ગમે છે અને જ્યાં જુનાગઢ જેવો ગીરનાર હોય તો તમારે સાપુતારા અને ગીરનાર એ બંને સેમ જ છે પણ તમે તમારો અનુભવ એક વાર શેર કરો એ તો વાત અલગ જ છે તો તમે પણ ક્યારેક ને ક્યારેક જીવનમાં આવીને આવી એકટીવીટીમાં ટ્રાય કરો સાપુતારા હોય કે જુનાગઢ બંને જોવાલાયક જગ્યા છે અને સન સેટ પોઈન્ટ તો બેનો બેયનો એક નંબર અને રમણીય હોય છે તો તમે આવી આવી અલગ અલગ એકટીવીટીમાં ભાગ લ્યો જુદી જુદી જગ્યાએ ફરવા જાઓ અને આ ફરવાના પ્રસંગો તમે શેર કરો તમે જેમ જેમ શેર કરશોને એમને એમ તમને આનંદ થશે